આમ તો હું ઘણી બધી રસોઈ બનાવું છું અને મારી રસોઈ ઘણાં બધાને સારી પસંદ બી આવે છે એટલે ઘણાં લોકો મને પૂછે બી છે કેમ તમે આ રસોઈ કેવી રીતે બનાવી તો હું એ રસોઈ સ્ટેપ બાય સ્ટેપ બધા મટીરીયલ જે બી યુઝ થાય એ બધાનું લિસ્ટ બનાવી જેટલી મિનિટ યુઝ કરવાનું એ પ્રમાણે કેલ્ક્યુલેસન કરીને એમને બધું ઓર પ્રોપર રીતે પેપર નોટમાં લખી પછી એમને એ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું તેથી એ લોકો બહુ સારી રીતે સમજી શકે અને હું જેવું બનાવું છું એવું એ પ્રોપર બનાવી શકે એટલા માટે હું એ ટ્રાય હું એટલો ટ્રાય કરું છું કે એ સારી રીતે જેમ મેં બનાવી એવી જ ને એવી જ રીતે એ લોકો બનાવી શકે